આપડે જો ધર્મની વાત કરીએ તો આપણો ધર્મ છે એ પણ શાકાહારી છે એટલા માટે આપણે શાકાહારી ખાઈએ છીએ તો આપણાં સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે શાકાહારી ખાવાથી આપણો મગજ પણ શાંત રહેશે જો આપણે માંસાહારી વસ્તુઓ બધી ખાઇશું તો એ આપણા ધર્મમાં નથી આવતું પણ જો એ ખાઈએ તો આપણો મગજ તામસી થઈ જાય છે અને જો તામસી મગજને લોકોને પણ બધી બીમારીઓ પણ લાગુ પડે છે એટલે આપણો ધર્મ છે એ પણ સર્વ શ્રેષ્ઠ જ છે અને જો આપણે પણ લોકો ધર્મને જ્ઞાન આપતા હોય સર્વશ્રેષ્ઠ માનતા હોય તો શાકાહારી વસ્તુઓ જ લેવી જોઈએ આપણે ઓલ અવર ગુજરાતમાં તો જનરલી સાઠ ટકા જેટલા માણસો તો શાકાહારી જ છે શાકાહારી છે એટલે એ લોકો કોઈ વસ્તુઓ કંઈ એવી તામસી મગજવાળી કોઈ તીખું બહું ઓછું તળેલું ઓછું એવું પણ ખાતા હોય છે અને શાકાહારી માણસો છે એ લોકો એના મનથી બધું લસણ ડુંગળી પણ ઘણા લોકો ત્યજી દે છે જૈન જૈન ધર્મ છે એ લોકો પણ આ બધી વસ્તુઓ ત્યજી દે છે કારણ કે એ લોકો એવું માને છે કે આ લોકો લસણ ડુંગળી ખાવાથી આપણો મગજ પણ બહુ જ તિક્ષ્ણ થઈ જાય છે ગુસ્સા વાળો થઈ જાય છે એટલે એ લોકો ત્યજી દે છે અને એવું ગણીએ તો પુષ્ટિ સંસ્કારવાળા છે પુષ્ટિ ધર્મ છે એ પણ લોકો એવું વિચારે છે કે લસણ ડુંગળી વિચારે છે નહીં પણ એ સાચું જ છે કે એ લસણ ડુંગળી ને એવું બધું ખાવાથી આપણું મગજ છે એ બહુ તામસી થઈ જાય છે ઝઘડાખોર થઈ જાય છે અને નોનવેજ નથી ખાવાનું એ બહુ સારું છે નોનવેજ મિન્સ તમે લોકો માંસાહારી નથી એ બહુ સારું છે કારણ કે ગુજરાતમાં અહીં જનરલી ગણીએ તો ગુજરાતમાં ઘણાં લોકો એવાં છે કે એ લોકો શાકાહારી જ છે શાકાહારી છે એટલે એ લોકો ઘણાં લોકો છે એ લોકો કંદમૂળ પણ નથી ખાતાં જૈન લોકો છે તો જૈન લોકો છે એવું એવું માને છે કે કંદમૂળ ન ખાવા જોઈએ કંદમૂળ છે એ એવું એવું કે છે જમીનમાં ઊંડે ઊંડે સુધી ઊગે છે પછી તે આપણે બહાર કાઢીએ છીએ તો બી એમાં થોડા ઘણાં કીટાણું આ તે જીવ જંતુઓ રહી ગયાં છે અને આપણે જો એ ખાઈએ તો પણ આપણને નુકસાન થાય છે એવું કહે છે પણ જનરલી એવું હોય છે એટલે એ લોકો કંદમૂળની જગ્યાએ કોઈ જો બટાકા યુસ કરતાં હોય ઉપયોગ કરતાં હોય તો એની જગ્યાએ કેળાં પણ ખાઈ શકે છે જો કેળાં ખાવાં કેળાં છે એ કંદમૂળ નથી એટલે એ લોકો પણ એ પણ ઉપયોગમાં લે છે અને જનરલી ગુજરાતનું ગણીએ તો ગુજરાતનાં સૌરાષ્ટ્રના માણસો છે એ લોકો થોડાક ઓછા તેલમાં બનાવેલી વસ્તુઓ પણ લે છે એ પણ સારું જ છે અને જો શાકને એ બધું બનાવતાં હોય છે એમાં પણ મીઠાનો ઉપયોગ પણ ઓછો કરે છે મીઠો મીઠાનો ઉપયોગ ઓછો કરે તો પણ સારું છે બીપીનાં ને એના પ્રોબ્લેમ થતા નથી કોઈને એ ટાઈપની બીમારીઓ થતી નથી અને જો એવું ખાવાથી ઉપરથી ખાવાથી પણ કાચું મીઠું ખાવાથી પણ આપણાં શરીરને નુકસાન થાય છે એટલા માટે આપણે પણ એ પણ લેવું જોઈએ નહીં અને ખાસ કરીને શાકાહારી માણસો છે એ ધર્મને વધારે પણ માને છે અને જો માંસાહારી માણસો છે એ લોકો તમે ગણો તો એ લોકો ઘણું ખરું મગજ પણ એ લોકોનો તામસી હોય છે એટલા માટે આપણા ધર્મમાં કહ્યું છે એ પ્રમાણે જ આપણે શીખવું જોઈએ કે આપણે શાકાહારી જ બનવું જોઈએ અને આપણે આપણાં શરીરને પણ શાકાહારી રહેવું એ પણ ઉપયોગી જ છે તે માટે આપણે શાકાહારી થવું વધારે સારું છે અને આપણે સ્વાસ્થ્ય માટે પણ ગણીએ તો શાકાહારી લોકો છે એનો મગજ શાંત હોય છે એવું ગણવામાં આવે છે અને માંસાહારી માણસો છે એનો મગજ બહુ તામસી અને એવો પણ બની જાય છે અને પછી થોડા ટાઈમ પછી પણ એ લોકોને લાંબી બીમારીઓ પણ થઈ શકે છે એટલા લકે આપણા ધર્મમાં છે આપણો ધર્મ છે એ લોકો એવું જ કહે છે કે શાકાહારી બનો એટલા માટે આપણે શાકાહારી જ થવું જોઈએ અને આપણી ભણવામાં પણ એવું જ આવે છે કે શાકાહારી માણસો છે એ તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેને કોઈ જાતની બીમારીઓ થતી નથી એવું ગણવામાં આવે છે શીખવાડવામાં આવે છે કે આપણાં શિક્ષણ પદ્ધતિમાં પણ એવું કહે છે અને જો માંસ ખાતા હોય માંસાહારી માણસો હોય એ લોકોને ગણીએ તો એ લોકોનો મગજ એટલો બધો તામસી બની જાય છે કે કોતે એકબીજાના ખૂન ખરાબા કરવામાં પણ માની જાય છે એટલે આપણે લોકો શાકાહારી બનીએ તો વધારે સારું અને એવું ગણીએ કે શાકાહારી બનવાથી બીજા ઘણા બધા ઉપયોગો કરવાથી પણ આપણને સારું થાય છે જો આપણે જનરલી એવું ગણવામાં આવે છે કે આપણે જમવામાં લોકો ગુજરાતી લોકો હોય છે તે જમવા માટે સાથે ગોળનો ઉપયોગ કરે છે અને ગોળ છે એ આપણા માટે લોહીનું પ્રમાણ પણ વધારે છે લોહીની ટકાવારી પણ વધારે છે અને કેલ્શિયમ પણ વધારે છે એ માટે આપણે રોજિંદા જીવનમાં ગોળ લઈએ છીએ બાળકોને પણ જમવામાં આપણે ગોળ આપીએ છીએ અને બધી લીલી સબ્જી પણ સૌ દઈએ છીએ એ આપણાં સ્વાસ્થ્ય માટે સારું છે અને ગળ્યું ખાવાથી ખાંડ ખાવાથી પણ સારું છે જો બહુ ખાંડનો ઉપયોગ થઈ જાય તો આપણાં હાડકાં પણ નબળાં પડી જાય છે એટલે ગોળનો ઉપયોગ વધુ થાય તો એ સારું છે આપણાં સ્વાસ્થ્ય માટે અને બીજું વાત કરીએ તો આપણાં બધા લોકોના જમવામાં સૌરાષ્ટ્રના લોકોનાં જમવામાં ગુજરાત જનરલી ગુજરાત લોકોનાં જમવામાં આ બધું શાકાહારી હોવું એ ફરજિયાત છે એવું ગણવામાં આવે છે